મોરબી જિલ્લામાં સરકારી માળખું એમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ રીતે ત્રી સ્તરીય માળખું છે વહિવટી વિભાગોમાં પણ ચૂંટાયેલા અધિકારીઓ જેમાં જુદા જુદા વિભાગ પોલીસ ખાતુ છે આરોગ્ય છે શિક્ષણ છે આવા બધાય જુદા જુદા વિભાગો છે રાજ્યમાં મોરબી જિલ્લો પ્રતિનિધિત્ત્વ પણ કરે છે એમાં રાષ્ટ્રીય રીતે પણ મોરબી જિલ્લો ઘણી બધી રીતે આગળ છે અમારા જિલ્લ્લાના થોડા ધારાસભ્યનાં નામ આપું તો શ્રી જયંતિભઈ કવાડિયા સાહેબ પૂર્વ ધારાસભ્ય એ સિવાય અત્યારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ અને આવા બધા ધારાસભ્યોએ સમયે સમયે મોરબી જિલ્લ્લામાં અને અમારા તાલુકામાં વિકાસ માટે ખૂબ કાર્ય કરેલું છે અને જીલ્લાનાં કામમાં પણ બધી રીતે અત્યારે હાલમાં પણ મોરબી જિલ્લામાં હળવદથી મોરબીનો જે ચાર માર્ગીય રસ્તો થાય છે એનું કાર્ય પણ અત્યારે ચાલું છે અને ઘણાં બધા કાર્યો વિકાસ કાર્યો જિલ્લામાં થયેલાં છે